હલો હા જલારામ રેસ્ટોરન્ટમાંથી બોલો છો હા હા તમારું નામ ઘણું ચાલે છે એટલે તમને ફોન કર્યો છે કે મારે તમને કંઈક પૂછવાનું છે કે અમારે ત્યાં આજે પરિવાર સાથે અમે ગોઠવીએ છીએ તો ત્યાં મારે એ પૂછવું છે કે તમારે ત્યાં આ જે લોજ છે તમારો એનો સમય શું છે હં હં સવારના દસથી સાંજે દસ સુધી ઓકે ઓકે સારું અને તમારે ત્યાં ટેબલની સુવિધાઓ કેવી છે અંદરની સુવિધાઓ એશી ને એવું બધું છે ઓકે હં હં અને બીજું શું કે અમારે ફોર વિલ લઈને આવવાની હોય તો ફોર વિલ મૂકવા માટેની જગ્યાને એવું બધું ઉપલબ્ધ છે કંઈ ઓકે સારું અને તમારો જમવામાં કઈ કઈ ડિશ મળે છે ગુજરાતી મળે છે ગુજરાતી પંજાબી બધી જ મળે છે એમ ને ઓકે સારું તો